મારા મતે યોગ ક્રિયામાં ફલો કે વહેતા રહેવાનું બહુ જરૂરી છે યોગ શરીરને અનુકૂળ કરે છે યોગ શરીરને રોગોથી દૂર કરે છે યોગથી સકારાત્મક ઉર્જા મળે છે આખો દિવસ શરીર ચુસ્ત રહે છે આપણો શરીર સ્વસ્થ અને તંદુરસ્ત યોગથી જ રહે છે યોગાથી જીવન જીવવાની પ્રેરણા મળે છે યોગથી રોગમુક્ત જીવન રહે છે દરરોજ યોગા કરવું ખૂબ જ જરૂરી છે યોગાના તો અઢળક ફાયદાઓ છે